હેલ્લો નમસ્કાર હાં તે સર તમારી પાસે કેવા પ્રકારની બુક બુક્સ અવેલેબલ છે હઁ હઁ બરોબર છે સર ઓકે તો સાહિત્ય કવિ વિષયક બુક હશે તમારી જોડે

બરોબર છે સર હાં એટલે મેં જાણવા માટે જ તમને કોલ કરેલો હતો કે જો તમારી પાસે બધી બુક અવેલેબલ હોયને સર તોહ હું તે ત્યાં તમારે બુક સ્ટોલ છે ત્યાં આવીને વ્યક્તિગત રીતે આવીને માહિતી મેળવી શકું

હું અમરેલીથી વાત કરું છું સર હાં

બરોબર છે હઁ હાં ઓકે સર હાં બરોબર છે અને તમારું એ બુક સ્ટોર ક્યાં આવેલું છે સર હાં હાં બરોબર છે બરોબર છે સર હાં તે સર તો ભૈ તમારે સે ને કરંટ લોકેશણ છે ને તેમજ વ્હોટ્સઅપ નંબર છે ને એમાં સેન્ડ કરી આપજોને ઓકે સાહેબ હાં થેન્કયુ સર અને હું આવીશ ને ત્યારે તમને અગાઉ જાણ કરી આપીશ